હલો હા બોલો હા હા બોલો બોલો હં હં

હા મળે છે ને સાહેબ આજકાલ તો ઘણા નવા ફોન આવી ગયાં છે અને ફાઇવ જી માં તો નવી નવી ડિઝાઇન્સના ઓપ્શન્સ પણ ઘણાં હોય છે આપણે થોડુંક મીડિયમ રેન્જમાં જોવું હોય તો ઓપ્પો વિવો મળી જાય થોડું હાય રેન્જમાં જવું હોય તો વન પ્લસ સેમસંગ એવું જોઈએ આપણે કેવું છે બજેટ આપણું

હા હા એ સેમ એક્સ્ચેંજ પર અલ્ટ્રા સારો આવે છે ને ફોટોગ્રાફી માટે તો બઉ સારો છે એ તમે તો પેલું ટેનિસ્કોપીક કેમેરા ને એના પરફોર્મન્સ તો બહુ સારા આવે છે એપલ કરતાં પણ ઘણી વખત એનું પરફોર્મન્સ સારું જોવા મળે છે હા એ તો લેવાય એપલ લઇ લેજો હાં તમારી ઈચ્છા હોય તો આપણે હા હા બોલો હા હા આઠ જીબી એકસો અઠયાવિસ જીબી મળી જશે આરામથી તમાર સ્ટોરેજ સારું સારી સારી સ્કીમ હોય છે એમાં એ લગભગ એક લાખની ઉપર જશે હોં તમારી પ્રાઇસ એની એક લાખ પચીસ હજાર જેવું થઈ જતું હોય છે છેલ્લાં ભાવ નથી આવ્યાં આપણે પેલું ક્રેડિટ કાર્ડ પરને ડિસ્કાઉન્ટને એવું એના પર કરી દેશું એટલે એ આપણે ફાઇનલી જોઈશું કેટલું થાય છે એ ના એન્ડ્રોઇડ્માં તો સેમસંગ એસ ટ્વેન્ટી ફોર બેસ્ટ છે એ એનાથી સારું બીજું તો કોઈ નથી થતું હાં એ જ બેસ્ટ આવે છે હાં અને સેમસંગ બ્રાન્ડ એટલી સારી છે એટલે તમારે કોઈ જોવું ના પડે બે પાંચ વરસ આરામથી વાપરો કોઈ ચિંતા નઇ પછી બીજી હા આવોને હું સેમ્પલ પીસ મંગાવી રાખીશ તમે આવોને તો તમારે જોઈ લેવાય રૂબરૂ જેવું તમારે લાગે છે એ હા હા કાલે આવો ચોક્કસ હા હા